નમસ્ત્તે મેં આ આપની દુકાનેથી એક બૅટ ખરીદ્યુ હતું અને એ સાવ ખરાબ હાલતમાં અને ઉપરની પ્લેટ પણ સાવ ખરાબ હતી અને નીચેના પાયા પણ સાવ ખરાબ હતા જેમાં મ મટીરિયલ વપરાયું છે એ પણ સાવ થર્ડ ક્વૉલિટીનું હતું આવી પ્રોડક્ટ તમે વેચતા હશો આવી પ્રોડક્ટ કોઇ બીજાને દેતાં નહિ અને એ નીચેના પાયા પણ ખરાબ હતા જો આવી પ્રોડક્ટ કોઇને બીજા વ્યક્તિ આ કોઈ બીજા ગ્રાહકને વેચતાં નહીં એવી મારી આપને અપીલ છે નહીં તો પછી નહીં સારા એવા અને તેના હું શું કહું ઉપરની સીટ પણ સાવ ખરાબ છે જેથી આવી પ્રોડક્ટ કોઈ બીજાને પણ ના આપતાં